હેલો સ્વાદિષ્ટ ભોજન હું કવિતા પટેલ મારા માટે પનીર બટર મસાલા નાન અને મસાલા ચાય શું તમે રૂમ નંબર એકસો પાંચ એબીસી હોસ્ટેલ રાજકોટ આ મારા સરનામા ઉપર મોકલી આપશો કૃપા કરીને આ ઓર્ડરને મંજૂર કરો